અમે જે શિલ્પ તૈયાર કરીએ છીએ એનાં માટે ટીકા કે પુશબેકનો સામનો ઘણી વાર કર્યો છે ટીકા તો જો કે દર વખતે થઈ છે એમાં એવું આવતું જ નથી કે કોઈએ વખાણ જ કર્યાં હોય દર વખતે લોકો એવી રીતે કહેતાં જ હોય એમાં આ ખોટ છે એમાં આ ખોટ છે અહીંયા આ સારું નથી અહીંયા આ સારું નથી બન્યું પણ તેમ છતાં આ બધું સાંભળીને અમને કોઈ દિવસ પેલું નથી થતું કે ના અમારે નહીં અમને ઉત્સાહ જ મળે છે અમને આનંદ જ મળે છે કે ચાલો આ બરાબર નથી તો આ કરીએ આ બરાબર નથી તો આ કરીએ એટલે અમે ઘણી બધી વાર પુશબેકનો સામનો અથવા ટીકાનો સામનો કર્યો જ છે અને એવું થયું હોય તો એને અમે કઈ રીતે પાર પાડીએ છે એ પણ હું તમને વાત કરું છું કોઈપણ વસ્તુ તૈયાર કરવા માટે એમાં કેટલી મેહનત લાગી હોય એ જે આર્ટિસ્ટ હોય જે કલાકાર હોય જે તૈયાર કરનાર વ્યક્તિ હોય એને જ ખબર હોય કે પ્રોસેસમાં કેટલી વાર લાગતી હોય કોઈપણ વસ્તુ હોય એમાં જે શિલ્પ હોય કે ચિત્ર હોય કે પછી કોઈપણ વસ્તુ એટલે અમે પોતે આર્ટિસ્ટ છીએ અને ધંધાની રીતે કે કરવા પૂરતું કે એના માટે નથી કરતાં અમે દિલથી અમારી કળાથી અમને જાતે અમે આ બધું કરીએ છીએ એટલે અમને એની કદર હોય છે એટલે કોઈ કંઈ ટીકા કરી જાય તો એનું અમને ખોટું નથી લાગતું એનું અમે સારું જ લગાડીએ છીએ એવું વિચારીએ છીએ કે સારું આપણા સારા માટે કીધું છે એ આમાં આ વસ્તુ ખરાબ છે અથવા નથી સારું એને સુધારવાની જરૂર છે તે ટીકાઓનો સામનો અમારે ઘણીવાર કરવાનો વારો આવે છે પણ અમે ક્યારેક પીછેહટ નથી કરવું એમાંથી અમે સુધારી વધારીને એને સારું જ કર્યું છે અમે લોકો પ્રેરણા લઈએ અમે કોઈ સારા વ્યક્તિ કે સારા આર્ટીસ્ટો હોય એને જોઈને અમે એનું પરફેકશન જોઈએ કે આ કેટલું ઝીણવટપૂર્વક અને કઈ રીતે કરી શકાય એમાં માર્ગદર્શન લઈએ હવે કોઈએ ટીકા કરી હોય તો અમે એને એ રીતે નથી જોતાં અમે એમાં સુધારો વધારો શું થઈ શકે અમારા જે ગુરુ છે અમારા જે ટીચર્સ છે જે શિલ્પ માટે સારી રીતે વખણાય છે અથવા તો એમાં ઝીણવટ પુર્વક કામ કરવા માટે કઈ કઈ વસ્તુ અમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ વસ્તુ જો આમાં પરફેકશન લાવવું હોય આમાં બરાબર કરવું હોય તો એમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે તો અમે અમારા સિનિયર્સને અમે પૂછી લેતા હોઈએ કે આ ભાઈ આ છે ને આ વસ્તુ બરાબર નથી થઈ રહ્યું વારે વારે કંઈક ભૂલો થતી હોય કોઈ કેહતું હોય કે ભાઈ આ બરાબર નથી થયું નથી થયું તો એના માટે એના સોલ્યુસન અમે શોધીએ કે ભાઈ આનું કઈ રીતે કરી શકાય આમાં ઝીણવટભર્યું માટે આટલું પરફેકશન લાવવું હોય તો એને કઈ કઈ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીને શરૂઆતથી જ આપણે શરૂ કરી શકાય હવે અમે એના માટે અમારા ટીચર્સોએ અમને કીધું હતું કે આજકાલ જે બધી ગણપતિની મૂર્તિઓ માતાજીઓની મૂર્તિઓ બને છે એ બધી કેટલાં પરફેકશન સાથે બને છે તો તમે ત્યાં જઈને જુઓ કે એ લોકો કઈ રીતે કામ કરે છે કઈ રીતે એ લોકો પરફેકશન કરે છે કારણકે થિયરીકલી તમે જેટલું વાંચશો અથવા જેટલું તમને બોલીને સમજાવવામાં આવે પણ એના કરતાં તમે પ્રેક્ટિકલ એટલે કે તમે જાતે બનતા જુઓ તો તમને વધારે ખ્યાલ આવતો હોય છે એટલે એવી રીતે અમે એક કેમ્પ પણ અમે કર્યો હતો કે જેમાં અલગ અલગ જે મૂર્તિ બનતી હોય ગણેશજીની મૂર્તિઓ બનતી હોય માતાજીની મૂર્તિઓ બનતી હોય તો જે ત્યાં બનાવતું હોય જે મંડપ પાડીને ત્યાં અલગ અલગ મૂર્તિઓ બનાવતાં હોય એની આખી બધી પ્રક્રિયા જોવા માટે પણ અમે ગયા છીએ કે એ લોકો કઈ કઈ વસ્તુઓ અને એમની સાથે બેસીને અમે વાતો પણ કરતાં હોઈએ કે ભાઈ તમે આ મૂર્તિઓ બનાવો છો તેમાં આટલી સુંદર રીતે તમે જે એક એક નાની નાની વસ્તુઓ જેમકે આંખ છે એની પાંપણ છે નાક છે કાન છે કાનની અંદરની જે અમુક જે નાની નાની નાની વસ્તુઓ છે એ બધુ ઝીણવટભર્યું જે કામ છે વાળ છે લિપ્સ છે આ બધી વસ્તુઓ જે છે એ બાબત એ આખી જે ચેહરો તૈયાર કરવામાં જે ઝીણવટભર્યું કામ કરવું પડે છે કારણકે કોઈપણ શિલ્પમાં ચેહરાનું પરફેકશન ચેહરો પરફેક્ટ બનવો એ બહુ અઘરું કામ બનતું હોય છે તો એના માટે અમે ત્યાંના જે શિલ્પકારો જે છે જે પ્રોફેશનલી જે કમર્શિયલ કામ કરે છે મૂર્તિઓ વેચીને જે ગુજરાન ચલાવતા હોય એ બધા જે લોકો છે એનું ઝીણવટભર્યું જે કામ હોય એના માટે અમે ત્યાં જઈને એમની સાથે બેસીને અમે સામ સામે વાતો કરતાં હોઈએ કે ભાઈ આના માટે પરફેકશન માટે કઈ રીતે કરી શકાય આ તમે શરૂઆતથી જ એવું કઈ કઈ વસ્તુઓ ધ્યાન તમે રાખો કે જેના લીધે આગળ જતાં આપણને ખબર પડે કે ભાઈ આમાં યાર આ ભૂલ થઈ આમાં આ ભૂલ થઈ તો એ ભૂલને પહેલેથી જ ભૂલ થાય જ નહીં એના માટે તમે શું કરો તો એ ત્યાં જઈને અમે શિલ્પકારો સાથે મળીને એમની સાથે બેસીને અથવા પ્રેક્ટિકલ કરીને એ જાતે અમને બતાવે કે ભાઈ જો આ રીતે આ દોરી લાઈન આ રીતે કરવાની આ રીતે કરવાન તો એ બધું કરતાં હોય છે અમે ટીકાઓ પર ધ્યાન નથી આપતા કોઈપણ માણસ પરફેક્ટ નથી જ હોતો અને ક્યારેય હશે જ નહીં તો પરફેકશન કરતાં પણ તમે દીલથી કામ કરીને ક્યાં પરફેકશનનું ક્યાં સુધી તમે કયા લેવલ સુધી જઈ શકો એ ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવું જોઈએ અને કોઈ તમને કંઈક કહી જાય તો તમારે પાછળ પીછેઠ કરવાનું નહીં પીછેહઠ કરવા કરતાં એ માણસ આપણને એક શાના માટે કહી ગયો છે કેમ કહી ગયો છે એની વાત સાચી છે કે ખોટી છે એ જાણી અને પછી આપણામાં જ આપણે સુધારો વધારો કરીને કોઈપણ આર્ટિસ્ટ હોય એ પછી શિલ્પ સ્થાપત્ય હોય કે પછી ચિત્રકળા હોય કે પછી સંગીત હોય કે નૃત્ય હોય કે પછી ગાયન હોય વાદન હોય કે પછી અભિનય હોય કે કોઈપણ ક્ષેત્રમાં એક કલાકાર એક શિલ્પ સ્થાપત્યની આ વાત છે તો શિલ્પકાર જે છે એણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે કે ભાઈ કોઈ ટીકા કરી જાય કે કોઈ આપણને નેગેટિવ વાતો કરી જાય તો એને અવગણી આપણે એમાંથી સારું બાબત લઈ અને આપણામાં આપણી કળામાં આપણે શું સુધારો કરી શકીએ એમાં આપણે વધારે ધ્યાન આપવું જોઈએ